હા મેં નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો છે અને એનો અનુભવ પણ કર્યો છે જે અનુભવ ખૂબ જ સારો રહ્યો છે મારા માટે જ્યારે હું નૃત્ય કરવા કરવામાં તલ્લીન થઈ જાઉં છું ત્યારે કોઈ કોઈએ એવું નથી કોઈને યાદ કરતી નથી ફક્ત એ નૃત્યમાં તલ્લીન થઈ જાઉં છું અને એનો આનંદ માણું છું અને એમાં મગ્ન થઈને હું નૃત્ય કરું છું જેમાં મને ખૂબ જ આનંદ મળે છે અને જ્યારે હું નૃત્ય કરતી હોઉં ત્યારે કોઈનું નથી સાંભળતી કારણ કે એ જે એનાથી જે મને ખુશી મલે છે જે જે મારામાં ઉર્જા ઉત્પન થાય છે એ મને ખૂબ જ ગમે છે અને નૃત્ય તે મને નાનપણથી જ ખૂબ જ ગમે ગમતું રહ્યું છે અને જ્યારે આપણે કોઈ જગ્યાએ કોઈ સ્ટેજ પર પર્ફોમન્સ કરતાં હોઈએ છે અને નૃત્ય કરતાં હોઈએ છીએ અને આપણા સામે ઘણાબધા લોકો ઊભા હોય સે જે બેઠા હોય છે અને આપણને જુએ છે અને આપણે એમના સામે સમક્ષ આપણું નૃત્ય પ્રદર્શન કરવાનું હોય છે જે આપણે આપણી કલા છે એમની સૌની સામે રાખવાની હોય છે બતાવવાની હોય છે પ્રદર્શન કરવાનું હોય છે જે આપણે એમ આપણામાં છે એ કલા તે બહાર લાવીને એ લોકની સામે બતાવાની હોય છે જે મારામાં નૃત્ય સે અને જ્યારે આપણે લોકો પાસે સામે કરવાની કરવાની ધગશ કરી હોય અને અમુક વાર એવું બને છેકે આ કદાચ આપણા હ્દયના ધબકારા પણ વધી જાય છે પરંતુ આપણે એ એ ગભરાવાનું નથી અને આપણે માત્ર આપણા પર્ફોમન્સ આપણું જે કરેલ છે તેના પર ધ્યાન આપવાનું છે અને આગળ વધવાનું છે અને એમ આપણું પૂરેપૂરું સહયોગ એમાં જ આપવાનો છે બીજા કોઈના પર ધ્યાન નથી આપવાનું અને આપણે નૃત્ય એવી રીતે કરવું કે આપણે એમાં મગ્ન થઈ જઈએ છે આપણે માત્ર નૃત્ય માટે જ બનેલા છીએ અને આપણે કોઈના પર ધ્યાન નથી આપણું આપણે માત્ર એ નૃત્યમાં એવી રીતે મગ્ન થવાનું છે આપણું આ જ્યારે નૃત્ય કરતાં હોઈ ત્યારે આવું જે કરતાં હોઈ તેમાં આપણે એવું લાગે કે આ આ નૃત્ય તો એકદમ ખુશી ખુશી કરે છે અને તે એનામાં મગ્ન થઈને એવી રીતે નાચવા લાગે છે કે એનું આખું શરીર ગુંજતું હોય આસપાસનો આખો વાતાવરણ ગુંજવા લાગ્યું હોય એવું લાગે છે અને એ નૃત્ય ક કરીએ કરતાં હોય છે ત્યારે ખૂબ જ અંતર અંતરઆત્મા ખુશ થઈ ગઈ એમ લાગે છે અને હું આખું નૃત્ય સંપૂર્ણપણે પતાવું છું અને આગળ વધું છું કારણ કે મારા નૃત્ય ખૂબ જ ગમે છે અને એમાં મગ્ન થવા માટે એમાં જે મળે છે ખુશી એ કશું બીજામાં મળતી નથી એ મને ખૂબ જ ગમે છે અને એને હું હંમેશાં કરતી રહીશ કારણ કે નૃત્ય મને મા મારા મારામાં આખામાં મારામાં અંદર સમાએલું છે અને જે હું પ્રદર્શિત કરું છું અને એનો નૃત્ય કરવાનો અનુભવ મારો ખૂબ જ સારો રહ્યો છે